ગુજરાત રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સંવર્ધિત કરવામાં ગુજરાતી ભાષાની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે ઘણા વર્ષોથી ગુજરાતી કાવ્યો ગુજરાતી ગીતો ગુજરાતી પઠનોએ દેશભરમાં જ નહીં પરંતુ આખા વલ્ડમાં એની નામના બોલાવી છે ગુજરાતી ભાષાને લઈને ઘણા બધા સારા સારા વક્તવ્યો કે જેમણે જેમના વિચાર શૈલી જીવન જીવવાની વિચાર શૈલી દર્શાવાનો પ્રયત્ન કર્યો હોય દાખલા તરીકે જય વસાવડા છે કાજલ બેન ઓઝા છે ગુણવંત શાહ છે જૂના જમાનામાં જોઈએ તો ઝવેરચંદ મેઘાણી છે બીજા ઘણા એવા લેખકો કે જેમણે સાંસ્કૃતિક જાળવા સાસંકૃતિક વારસાને જાળવવા માટે થઈને ઘણા બધા એ લોકોએ પ્રયત્નો કરેલા છે